એ મું તમારી હોટલ માટે હું સર્વે કરવા આવી છું હું રિપોટર છું તો મને તમારે આમ હું રીપોટર છું મને પંજાબી આઈટમ જોઈએ એ મેનૂ સર્વે કરો તો મને મેનૂ સર્વે કરો મેનૂ આપો મેનૂ આપ્યા પછી મને પંજાબી શાક જોઈએ છે પનીર ટીકા હમ હા ઓકે બરાબર છે તમે લઈ આવ્યા એ હા આવી ગયું મેનૂ એ હા તો હું ટેસ્ટ કરું છું હું ટેસ્ટ કરું છું ટેસ્ટમાં મને એક વસ્તુની ખોડ ખાંપણ લાગી બહુ પાઈસી છે કેમ ક એટલું બધુ પાઈસી છે પંજાબી શાક અને ઓઈલી પણ બહુ ઝાઝું છે આ ના ખાવું જોઈએ કેમકે તમારી હોટલનું નામ છે તો નામ પ્રમાણે આ વસ્તુ ના હોવી જોઈએ બહુ પાઈસી એ છે ને આ વસ્તુ ના હોવી જોઈએ હમ હમ બરાબર તો તમારી હોટલમાં તમારી જે તમારી હોટલ છે એમાં સ્વચ્છતા નથી કેમકે બહુ જ માખીઓ બણબણે પછી તમે જે વસ્તુ વાનગીઓ જે માણસો તમને ઓડર કરે છે એમાં તમે વસ્તુ લઈને આવો છો તો બહુ ખરાબ લાગ છે કેમકે ખરાબ જ છે એ બધી વસ્તુને આ જે તમે લઈને આવો છો બાઉલમાં ને એમાં એ બાઉલમાં ને એમાં તમે જુઓ ડાઘા ને એવું છે આ બધી વસ્તુ બહુ જ ખરાબ છે

ઓકે